હેલો હેલો હેલો વ્હુ ઈઝ ધીસ સ્પીકિંગ યસ મેમ યસ એ વન સલૂન હાઉ કેન આઈ હેલ્પ યુ ઓકે ઓકે હા મેમ હેરસ્ટાઈલિસ્ટમાં અપોઈન્ટમેન્ટ છે હવે એક કઈ ડેટ માટે જોઈએ છે અચ્છા ઓકે આજે અને કાલે મેમ આજે તો એક્ચુલી ફૂલ છે બધું કાલે ઈવનીંગમાં ફાઈવ ઓ ક્લોક ઓકે મેમ તમારે હેરસ્ટાઈલીસ્ટમાં શું કરાવવાનું છે આઈ મીન વૉશ કલરીંગ કટિંગ ઓકે મેમ ઈટ્સ ટેઈક મિનિમમ ફાઈવ અવર્સ સોરી આપણે એક સેકન્ડ આપણે ગુજરાતીમાં વાત કરવાની છે ને આપણે ઇંગ્લીશમાં કેમ આપણે ઇંગ્લીશમાં મેમ અત્યારે એમાં અમારે હેરસ્ટાઈલીસ્ટ તો ઓછા છે એટલે અમે કમ સે કમ તમારે એક કલાક તો થશે જ બંનેનું મળીને હા એટલે પાંચ વાગ્યે તમારી અપોઈન્ટમેન્ટ અમે કરી દઈએ મેમ કાલના દિવસ માટે ઓકે ઓકે કંઈ વાંધો નહીં હા મ મેમ તો હું ફાઈનલ કરું છું તમારું નામ શું છે મેમ ધ્રુવ શીખાવા ઓકે મેમ એન્ડ યોર કોન્ટેક્ટ નંબર ઓકે ઓકે ઓકે મેમ તો હું તમને પાછું એક વાર કહી દઉં છું ધ્રુવ શીખાવા એક જુલાઈ પાંચ વાગ્યાની અપોઈન્ટમેન્ટ અને બે લોકો ઓકે અને એક જ ઓકે મેમ ઓકે મેમ થેંક્યુ મેમ